હાજી અરે મારે ફરવા જવું છે આજુબાજુ કયું સારું છે ત્યાં ટુરિસ્ટ માટે

હા મારે ઉજ્જૈન જવું છે ઉજ્જૈન ઉજ્જૈન હ હ હાહા ઉજ્જૈનમાં મારે એકચ્યુલી હા ગુજરાતી જાણીએ છીએ ગુજરાતી જાણું છું હ તો ઉજ્જૈનમાં કઈ જગ્યાએ મારે કેટલા વાગે આવાનું છે તમે મને ટાઈમ કહો એ પ્રમાણે હું નિકળું અહીંથી બસ અમે ઉજ્જૈનની આસપાસ જ છે અમે કેટલા વાગે આવી જઈએ ઉજ્જૈન કેટલા વાગે ત્યાં આરતીને શરૂ થાયને શું હોય અચ્છા અચ્છા

અચ્છા અચ્છા પણ મારે તો છેને ખાસ તો ખાસ તમારે ખાસ ખાસ તો મારે છેને ઉજ્જૈનની ભસ્મ આરતી ખરીને ત્યાં જવું જૂનો લાભ લેવો છે એટલે એ રીતે અમને શિડ્યુલ ગોઠવી આપો અચ્છા અચ્છા એવું છે અચ્છા અચ્છા અચ્છા અચ્છા હાં હાં અચ્છા હા અચ્છા અચ્છા હવે મારે તો છેને મહાકાલની દર્શન બી કરવા છે અને ઉજ્જૈનમાં ભસ્મ આરતીનો બી લાભ લેવો છે ને ક્ષિપ્રા ક્ષિપ્રા

અચ્છા અચ્છા પણ એમાં તે લાઇનમાં ઊભા રહેવાનું એવું ખરું કાંઇ ટિકિટ લેવી પડે ત્યાં કઈ સ્પેશિયલ પાસ મળી શકતો હોય તો અચ્છા અચ્છા અચ્છા અચ્છા હાં હાં ઓકે ઓકે ડન ડન ડન ડન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ જી જી જી જી હાંજી હાંજી હાંજી હા હા જીજી ઓકે ઓકે થેન્ક યુ સર થેન્ક યુ વેરી મચ ઓકે હાં ઓકે બાય